ગુજરાતમાં એજ્યુકેશનની વ્યવસ્થા બધી જ ભાષાઓમાં અપાવવામાં આવે છે ગુજરાતમાં ગુજરાતી માધ્યમ તો શિક્ષણમાં ખરું જ એ સિવાય અંગ્રેજી હિન્દી સંસ્કૃત એવી બધી જ ભાષાઓમાં શિક્ષણમાં આપવામાં આવે છે એ સિવાય મનો મનોરંજન ક્ષેત્રે પણ તમામ આયોજન કરવામાં આવે છે ભરતનાટ્યમના કોર્સ પણ અહીં ચાલે છે સંગીત વિશારદ સુધીના કોર્સ અહીં તમામ જિલ્લાઓમાં ચાલે છે અને દેશનું આપણું રાષ્ટ્રગીત શૌર્ય ગીત એ સિવાય એથ્લેટિક રમતગમતને લગતા તમામ વિભાગો ક્રિકેટ કબડ્ડી ખોખો એ તમામ પ્રકારના રમતની કળા શૈક્ષણિક સંસ્થાઓમાં કરાવવામાં આવે છે જેનો લાભ તમામ વિદ્યાર્થીઓ લે છે અને એના લીધે વિદ્યાર્થીઓ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ દેશની બહાર ઓલમ્પિકમાં પણ ભાગ લઈ રહ્યા છે જેવું કે ચેસની રમત દિવ્યાંગ ભાઈઓ ઓપન રમતગમતમાં ચેશ ટુર્નામેન્ટમાં જાય છે અને ઈનામને પ્રાપ્ત થાય છે ક્રિકેટ રમવા પણ રાજ્યની બહાર આખી ટીમ જાય છે અને વિજેતા પણ બને છે ભાષામાં સંસ્કૃત જેવી ભાષામાં પણ ખૂબ સારું શિક્ષણ મેળવી રહ્યા છે એમાં ગુજરાત ખાતે ઘણી બધી કોલેજોમાં દિવ્યાંગ ભાઈઓ પણ સંસ્કૃતના લેક્ચરરો છે પ્રોફેસરો છે ગુજરાત શિક્ષણ ખાતે ખૂબ આગળ છે અને શિક્ષણ સાથે સાથે યોગા આર્ટ આર્ટ ઓફ લિવિંગ નાટ્ય હરીફાઈ સંગીત હરીફાઈ અને એના માટે સરકારે દરેક જિલ્લામાં રમતગમત ક્ષેત્રે ખૂબ સારી રીતે બધા સંકુલો ઊભા કરવામાં આવ્યા છે શિક્ષણ સાથે બીજી પ્રવૃત્તિ જેવી કે સ્વિમિંગ અને એથ્લેટિકમાં આવતી એવી ઊંચી કૂદ લાંબી કૂદ એ બધું અમારા આ ગુજરાતના શિક્ષણમાં એનો બધો સમાવેશ થાય છે શિક્ષણ સાથે મેડિકલનો વિષય તો હોય જ છે એ સાથે ફિઝિયોથેરેપીમાં પણ ઘણાં બધાં ગુજરાતના વિદ્યાર્થીઓ લાભ લે છે શિક્ષણ નો પ્રકાર ગુજરાતની યુનિવર્સિટીઓમાં જે બધા કોર્સો ચાલે છે અને તેમાં આ વિદ્યાર્થીઓ ખૂબ સારું એવું શિક્ષણ મેળવી અવ્વલ નંબર પ્રાપ્ત કરે છે અને શિક્ષણથી જ વ્યક્તિ આગળ આવે છે શિક્ષણથી જ વ્યક્તિનું પુનર્વસન થાય છે અને શિક્ષણ તો ઘરે ઘર સામાન્ય ગરીબ ગરીબ હોય બિલો પોવર્ટી લેવલના બાળક હોય એને પણ શિક્ષણ મળવું જ જોઈએ એ હેતુથી સરકારે આંગણવાડીથી શિક્ષણ શરૂ કરવામાં આવેલ છે